અમારા સ્થળના સ્થાનિક ક્લાકારોની વાત કરું તો ઘણા બધામાં ઘણી બધી શક્તિઓ છે ઘણા બધા આર્ટ એન્ડ ક્રાફ્ટ છે ઘણું બધુ એ લોકોને કોઈકને કોઈક વસ્તુમાં એ લોકો આગળ પડતા હોય છે અમારા શહેરની વાત કરું તો અમારી જ જે સંસ્થા છે પીપી સવાણી વિદ્યાભવન એના જે ટ્રસ્ટી છે તેઓ સુરત શહેરમાં સમૂહ લગ્ન દર વર્ષે કરતા હોય છે ઘણા બધા ડાયરાઓ કરતા હોય છે ઘણી વાર કોઈ મંદિરનાં ઓપનિંગમાં પણ ડાયરો કરતા હોય છે તો તેવા પ્રોગ્રામોમા ઘણા બધા આપણા સ્થાનિક કલાકારો છે કે જેઓ પોતાના ડાયરો આપતા હોય કે પછી પોતાની જે ક્રાફ્ટ છે કે જેમાં તે લોકો માહેર છે કોઈ સ્પીચમાં માહેર હોય છે કોઈ વક્તૃત્ત્વમાં માહેર હોય છે કોઈ ઘણા બધા વસ્તુઓમાં વિશેષતા ધરાવતા હોય છે એ બધાને તેમાં તક મળે છે કે જેથી તેઓ પોતાની અંદર છૂપાયેલી જે શક્તિઓ છે જે ઘણા બધાને ખબર ઘણા બધાને એ ઓળખી નથી શકતા તો એવાં લોકો તે સંસ્થા દ્વારાના પ્રોગ્રામ દ્વારા બીજા સુધી તેમની જે પણ શક્તિઓ છે છુપાયેલી શક્તિઓ છે એને બહાર કાઢે છે અને એ તક મોટામાં મોટી આપી આપે છે જે બીજી ઘણી વાર ફન ફેર થતા હોય છે તો એમાં પણ ઘણાં બધા લોકો પોતાના સ્ટોલ લે છે એમાં પણ પોતાને ગમતી ક્રાફ્ટની વસ્તુઓ ગેમની વસ્તુઓ કે પછી પેઇટિંગની વસ્તુઓ છે છુપાયેલી શક્તિઓ હોય છે તો એ કદાચ કદાચ કોઈને કપડાંમાં ડેકોર ડ્રેસિંગ કરવું હોય કે પછી કોઈ ડેકોરેશનની વસ્તુઓ છે વેસ્ટમાંથી બેસ્ટની વસ્તુઓ છે એવી ઘણી બધી વસ્તુઓ પોતાના સ્ટોલથી લે છે અને સ્ટોલ મૂકે છે અને એમાં ઘણાં બધા બહારથી વ્યક્તિઓ આવે છે અને એ પણ એ લોકો એની અંદર વસ્તુઓ લે છે કે જેનાથી વસ્તુ જે લે છે મનગમતી વસ્તુઓ તમને ઓછા ભાવમાં મળે છે પણ સામે જેના સ્ટોલ છે એ લોકોને એક રોજગારી પૂરી પાડે છે એટલે આવી રીતે લાકડામાંથી પણ ઘણી બઘી વસ્તુઓ બનતી હોય છે કોઈ ભરત ગૂંથણ સુરત સીટીની વાત કરું ને તો એ ભરત ગૂંથણ છે અને કાં સાડી વર્કનું કામ છે એ ઘણું બધુ મોટા પાયે થાયે છે એ લોકોને પણ ઘરે મોટાભાગની લેડીઝો છે મહિલાઓ છે પોતાના ઘરમાં બેસીને એ બધી સાડીઓનું ભરત ગૂંથણ છે કે પછી એનું વર્ક છે કે પછી સ્ટોન લગાવવાનું કામ છે એ બહુ મોટા પાયે થાય છે અને એ સાડીઓ આવી રીતે સ્ટોલ લગાવ્યું હોય કે એકબીસન હોય છે ત્યારે એ પોતાનું વર્ક અને પોતાની જે કૌશલ્ય છે એ બધાને ત્યાં વેચવા મૂકે છે ત્યારે ઘણાં બધા લોકો ત્યાં જાય છે અને એ વસ્તુઓને લે છે કે જેનાથી એ મહિલાઓને પણ ઘણી બધી રોજગારીઓ મળે છે એટલે ઘણા બધા સ્થાનિક કલાકારો છે જેવી રીતે ડાયરાઓ બી થાય છે એમાં પણ આપણા હાસ્ય કલાકારો છે સુરતના છે એ લોકો પોતાની યુટુબ ચેનેલો ચલાવે છે એ પણ એક પ્રકારની એ લોકોની કલા છે સાથે સાથે ઘણા ડાયરાઓ કરતા હોય છે તો એવા લોકોને પણ અહી બોલાવવામાં આવે છે જ્યારે આવા ફંકશનો થાય છે મેં તો આવાં ઘણાં ફંકશનો જોયા છે કે જેમાં મારી સ્કૂલની જ વાત છે એટલે એમાં તો એટલાં બધા આવાં ફંકશનો થતાં હોય છે કે પછી વિદ્યાર્થીઓ હોય કે પછી વ્યક્તિ હોય કે પછી બહારનાં કોઈ પણ વ્યક્તિ હોય છે એ લોકોને પણ આવી રીતે એની છુપાયેલી શક્તિઓ બહાર કાઢવાનું તક મળે છે જગ્યા મળે છે અને ઘણું બધુ એ લોકો બીજા લોકો સુધી પોતાની શક્તિઓને બહાર કાઢે છે